સૌપ્રથમ હું ઈ પી એફ ઓ પોર્ટલ ખોલીશ એમાં લૉગિન આઈડી ટી એસ વન ટુ થ્રી ફોર અને પાસવડ ટી એસ એચ એ નાખીને એકાઉન્ટ ખોલીશ ત્યારબાદ એમાં કેવાયસી અપડેટ વિભાગ ખોલીને એમાં મારું નવું એકાઉન્ટ નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નાખીને જરૂરી દસ્તાવેજ જેમકે બેન્કનાં પાસબુકનાં પહેલા પેજની કોપી એટેચ કરીને હું યુ એન એ નંબર નાખીને સબમિટ બટન દબાવીને લોગઆઉટ કરીશ